મને સૌથી વધારે એક્શન ફિલ્મો વધુ જોવી ગમે તેમાં બતાવ્યું હોય કે પોતાના શરીરને કેવી રીતે તંદુરસ્ત રાખી શકાય પોતાના શરીરને જાળવણી કેવી રીતે કેવી રીતે કરી શકાય શિસ્ત કેમની જાળવી શકાય એક્શન ફિલ્મમાં આપણી જીવન જરૂરિયાત વસ્તુ હોય એ બધી થઈ જાય છે મીન્સ જોવા મળી જાય છે અંદર એક્શન ફિલ્મમાં મને દબંગ ફિલ્મ વધારે ગમે છે એમાં હીરો સલમાન ખાન બતાવ્યો અને બીજા ઘણા બધા છે અંદર તે ફેમસ છે આપણે અહીંયા તે હીટ ફિલ્મ ગઈ હતી દબંગ અને મને તેમાં સિરીઝ પણ જો સિરીઝ પણ ગમે છે અત્યારે અહીંયા મિરઝાપુર ચાલી છે મિરઝાપુરના ટોટલ ત્રણ સિઝન છે એમા પહેલા સિઝનમાં તેમનો છોકરો હોય છે તે એક્શન કરતો હોય છે મીન્સ કે એ જ વધારે હોય છે બીજા સિઝનમાં એક ગુડ્ડુ પંડિત કરીને હોય છે તે હોય છે અને ત્રીજા સિઝનમાં પાછું પાછું એના પપ્પાને એન્ટ્રી થાય છે એ રીતે હોય છે તેથી આ મને એક્શન ફિલ્મ ખૂબ વધારે જોવા ગમે